ભાઈ ગુજરાતની અંદર તો ઘણીબધી સંસ્થાઓ છે અને ઘણી બધી સંસ્થાઓ ઘણી રીતે સપોટ કરે છે જેમકે પહેલું આપણે સંસ્થાનું નામ લઈએ છે તો સ્વામિનારાયણ પંથ એની અંદર એમના જે મહંતો હોય છે એ પણ ક્યાંય પણ પૂર આવ્યું છે અગર તો દુકાળ પડ્યો છે કે અગર તો કોઈક આર્થિક પરિસ્થિતિ એની વીક હોય તો એમને મદદ કરે છે બીજી સંસ્થા છે તિરૂપતિ બાલાજી તિરૂપતિ બાલાજી પણ એ જ પોઝિશનની અંદર છે કે ક્યારે પણ કંઈ પણ આવું રાહત કામ હોય તો એ લોકો ક્યાંય પાછળ રહેતા નથી બધા કામની અંદર એ લોકો આગળ પડતા છે ત્રીજા નંબરની અંદર આવે છે